હું બહુ ખુશ છું કે તારા લગ્ન છે અને મારે મુસાફરી કરવાની છે પરંતુ એની પહેલા મારે મારો જે પાસપોટ છે એનો રિન્યુ કરાવવું પડશે રીન્યુ કરાવવાની એવી પ્રોસેસ હોય છે કે શાલિની એમાં છે ને મારે જેવી રીતે મેં પાસપોટ કઢાવ્યો છે એ જ પ્રોસેસ કે મારે ફોમ ભરો પાસપોટ ઓફિસે જાઓ એ સેવા કેન્દ્રમાં એ લોકોનાં જે ડોક્યુમેન્ટ્સ માગેલા છે એ ડોક્યુમેન્ટ પાછા આપો એ લોકો મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરશે અને એની સાથે સાથે મારું અપ્રુવ કરીને મારો નવો પાસપોટ એટલે કે રીન્યુ થયેલો પાસપોટ પાછો આપશે